ભારતીય કલા અને કલાકરોમાં ઓકે ભારતીય કલા અને કલાકરોમાં એનું જગતમાં પ્રતિનિધિત્વ વધારવા માટે અત્યારે હાલમાં જોઈએ તો સોશ્યલ મીડિયાનું પ્રમાણ વઈધુ છે અત્યારે હું જ છું તો હું પહેલાં ડાયરાઓ બધાં થતાં કાન ગોપી થતું એવી રીતે ઈ બધામાં જવા માટે લોકો જાતાં એમની પાસે ટાઈમ હતો અત્યારે એટલો સમય નથી લોકો પાસે એટલે બધા ફોનમાં મોબાઈલ દ્વારા ઘણું બધું એવું જાણવા મળે છે કે આજુબાજુમાં શું શું થઈ રહ્યું છે કલાકારોમાં જોઈએ તો અઇયાં આપણે જોઈએ ગુજરાતમાં તો માયાભાઈ આહીર છે કીર્તીદાન ગઢવી છે એ બધાં કલાકારો ઘણાં બધાં વર્ષોથી એમનું આપે છે એમનું જે ટેલેન્ટ છે એમનું જે વક્તાઓ છે ઘણાં બધાં જે બોલવા માટે કે ડાયરાઓમાં જતાં હોય છે એમનાં સારા એવા બધું થતું હોય છે તો ઈ આપણને અત્યારની જનરેશનને ઈ ફોન દ્વારા રીલ્સ દ્વારા અથવા તો યુ ટ્યુબ પર જોવા મળે છે ત્યારે આપણે એને ઓળખી શકીએ છીએ આપણે ત્યાં જતાં નથી હોતા પરંતુ આપણને સોશ્યલ મીડિયા દ્વારા જાણવા મળે છે એ કયાં શું થઈ રહ્યું છે કેવા કેવા કલાકારો છે એટલે એના દ્વારા આપણને ઘણું બધું જાણવા મળ્યું છે ઘણી બધી એવી અત્યારે જોઈએ તો હુંજ છું તો રીલ્સ અમુક જોતાં હોઈએ આપળે તો રિલ્સમાં એવા ગુજરાતી ગીતો આવતા હોય કે જે આપણે રિલ્સમાં જોયાં હોય તો ઈ આપણે સર્ચ કરીએ કે આ કયું ગીત છે કોનું છે તો એના દ્વારા આપણને ખબર પડે છે કે ઓકે આવા આવા કલાકારો પણ જોવા મળે છે આવા આવા કલાકારોનું પણ છે ગીત ઓર ડાયરા ઓર કોઈ પણ એવું બોલેલું સ્પીચ છે ઘણું બધુ એવું જાણવા મળતું હોય છે હા તો ડિજીટલ પ્રભાવ વધતાં ઘણી અસર થઈ છે ઈ લોકો ઘણાં બધાં આગળ વધ્યાં છે ઘણાં બધાં ફેમસ થઈ ચૂક્યાં છે અને એ ઈ વધારવા માટે એનું પ્રતિનિધિત્વ વધારવા માટે ઈ ખૂબ જ સારું ગણાય છે અત્યારે હું યુનિવર્સિટીમાં ભણું છું તો યુનિવર્સિટીમાં યૂથ ફેસ્ટિવલ યોજાય છે જે દર વર્ષે યોજાતું હોય છે એમાં જોઈએ તો આ અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ આપણું અલગ અલગ જે કોઈપણ ફોર્મ્સ હોય ડાન્સ હોય નૃત્ય હોય નાટક ઓર કોઈ પણ લોક ડાયરા જેવા ગીતો હોય લગ્ન ગીતો હોય લગ્ન ગીતોનું હવે પ્રમાણ ઘટ્યું છે પરંતુ અત્યારે આવા યૂથ ફેસ્ટિવલને એના દ્વારા લગ્ન ગીતો છે ઈ બધુ આગળ એના કોમ્પીટીશન થતાં હોવાથી તે આગળ વધારે જેને એમાં ઇન્ટરેસ્ટ છે ઈ આગળ વધારે વધી શકતા હોય છે તો એવા કલાકારોને પણ એના દ્વારા મોકો મળ્યો છે એના દ્વારા આવા કલાકારો આપણને આગળ સામે આવતાં જોવા મળે છે તો હા ડિજીટલ પ્રભાવ વધતાં એનું ઘણું બધું અસર થઈ છે અને આવી રીતે યૂથ ફેસ્ટિવલ્સ છે ઘણાં બધાં કોમ્પિટિશન્સ છે અત્યારે હા રાજકોટમાં હેમુ ગઢવી હૉલ છે ત્યાં ઘણાં બધાં નાટકો એવા થતાં હોય છે જે નાટકો દ્વારા ઈ આપણું કલાકારો પોતાની કલા વ્યક્ત કરે રજૂ કરતાં હોય છે તો ઈ ઘણાં બધાં આવા છે રસ્તાઓ કે જેના દ્વારા આગળ કલાકારો આગળ વધી શકે છે ને આપણી ભારતીય કલાને આગળ વધારી શકે છે નૃત્યમાં ભરત નાટ્યમ છે ઈ હવે એનું પ્રમાણ પહેલાં કરતાં ઘટ્યું છે બટ હવે આપણે ફોન દ્વારા ઈ જોઈ શકીએ છીએ એનાથી શીખી શકીએ છીએ અને આગળ વધારે જોઈએ તો બોલવા માટે લોકો પહેલાં ડરતાં હતાં હવે નાનકડા એક એવા ફોનથી આપણે ઘેર બેઠાં એકલા બોલી શકે છે એટલે આપણને કોઈનો સંકોચ રહેતો નથી આપણે કોઈનાથી ડરતા નથી તો એ એક સારી બાબત છે કે જેનાથી કલાકારોની કલા દુનિયા સુધી પહોંચી શકે છે ન કે ખાલી ગુજરાતમાં ન કે ખાલી ભારતમાં બટ દુનિયા સુધી પહોંચી શકે છે તો એ ખૂબ જ સારો એવો પ્રભાવ કહી શકાય છે